આ વાત સાચી છે બધા જ ઘરોમાં આ પ્રશ્ન હોય જ છે કે દરરોજ સવારે આપણે ઊઠીએ એટલે પહેલો પ્રશ્ન એ કે આજે શું બનાવવું આ રાંધવાની સમસ્યા જે છે ને એ દરેક ઘરના વ્યક્તિઓનો સામનો કરે છે અને એમાં પણ આ સૌથી મોટો પ્રશ્નનો સામનો કરતું હોયને તો એ છે બૈરાઓ ઘરના બૈરાઓને દરરોજ એ પ્રશ્ન હોય કે આજે શું બનાવું તો આ એક એવો સામાન્ય પ્રશ્ન છે કે જે બધા જ દરરોજ દરેક ઘરમાં આ પ્રશ્નનો સામનો કરતાં હોય છે તો એમાં પણ આપણે જોઈએ તો સવારમાં આપણે એ લોકો કરીએ એટલે સવારમાં આપણા ઘરના બૈરા પૂછે કે આજે શું નાસ્તામાં બનાવવું એ પ્રશ્ન થાય સવારે એ વાત તો આપણે કરી નાંખીએ કે હાલો આ બધુ બની ગયું પછી પાછું બપોર થાય તો કે આજે બપોરે જમવામાં શું બનાવું કયું શાક બનાવું સૌથી મોટો પ્રશ્ન હોયને બૈરાંનો તો કે કયું શાક બનાવું કારણ કે ઘણા એવા શાક હોય કે જે ઘરના પુરુષોને ન ભાવતા હોય તો એ શાકનો બને ઘણા એવા શાક હોય જે ઘરની સ્ત્રીઓને ન ભાવતા હોય તો એ એક પ્રશ્ન થાય ઘણાં એવા શાક હોય જે ઘરના બાળકોને ન ભાવતા હોય તો એક એ પ્રશ્ન છે આપણે જોઈએને તો આ બધા એક સામાન્ય પ્રશ્ન છે ને કે જેથી આપડે જોઈએને તો હઁ કે આના લીધે છે ને આપણને સમસ્યા જ સર્જાય કે આપણે શું બનાવવું દરરોજ દરરોજ શું બનાવું કારણકે એવું તો નથી હોતું કે બધુ આવે જો આપણે એમ જોઈએ કે બધાને ભાવતું એવું બનાનું કરીએ ને આપડે તો પણ આપણે એવું હોય ઘણાને બધુ થોડું થોડું જ ભાવતું એ રીતે થાયને તો પણ આપણે જોઈએ ને તો આપણે શું કહીએ કે એક એવું મૂકો મને એમાં જમવાનું નીકળી આવે ને કોમન કે જે દરરોજ બનાવે તો એ પણ એ ખાઈને આપણને ક્યારેક ક્યારેક કંટાળો આવે કે દરરોજ બપોરે શું શાક ભાતને દાળને રોટલીને એવું બધુ જમો દાળ શાક રોટલીને એવું બધું ન સંભારો ને બધું તો ક્યારેક આપણને ચેન્જ પણ જોઈએ તોય એમ થાય કે તો પછી પાછો પ્રશ્ન ઉપે કે જો દરરોજ બપોરે શાક રોટલીને એવું ન બને તો બપોરે બીજું શું બનાવવું કારણકે જો આપણે રાતે એવું કરીએ કે રાતે આપણને શાકને ભાખરીને ખીચડીને ખાઈ ખાઈને ક્યારેક કંટાળો આવે તો રાતે જે આપણી પાસે ઑપ્શનમાં હોય કે હ રાત્રે આપણે શાકને ચાને ભાખરીને એવું નથી બનાવવું ખીચડીને કઢીને એવું નથી બનાવવું તો આપણે કંઈક નવું બનાવીએ પાઉંભાજી બનાવીએ ક્યારેક આપણે ઢોંસા બનાવીએ ક્યારેક આપણે મચૂરીયન બનાવીએ ક્યારેક આપણે બહાર જમવા જઈએ તો રાતના પ્રશ્નનો હજી આપણે સવાલ કરી શકીએ પણ જ્યારે આપણે બપોરના વિચારીએ કે આજે આપણે આવું નથી બનાવવું તો ઘરે બપોરે દાળ ભાત શાક રોટલી સિવાય શું હોય બીજું કે જેથી આપણે બીજું કંઈ ખાઈએ એનો બીજો ઓપ્શન આપણે કરી શકીએને વિકલ્પ તો એવું બપોરે આપણું બહુ ઓછું હોય જેથી આપણે શું કહીએ મમ્મીને કે તું તારે વાંધો નઈ બનાવને ચાલ ગમે તે ખાઈ નાખશું પછી છેલ્લે તો આપણે એ જ પ્રશ્ન એ જ આપણે એનો જવાબ આપી શકીએ કે બન બનાવને અને આ એક એવું છે કે આનું આપણે ક્યારેય અગાઉથી આપણે કહીએ ને કે આયોજન ના કરી શકીએ ભોજનનું ક્યારેય અગાઉથી આયોજન ના કરી શકીએ જેમકે ક્યારેક મહેમાન આવી જાય તો આપણે આપણું જ જે આયોજન હોય કે આજે આપણે શાક દાળ ભાતને રોટલી ને એવું બનાવવું છે તો આપણે પ્લાન પ્લેન કેન્સલ કરવો પડે કારણ કે મહેમાન આવ્યા હોય તો આપણે ખાલી સાદું સિમ્પલ તો ના જ કરી શકીએ તો આપણે એ જોઈએ કે મહેમાન આવે તો આપણે એમાં ભજીયા લાડવાને એવું બધુ મિસ્ટાન પણ ઉમેરવું પડે હેં ને તો એ રીતે પણ થાય એટલે આપણે આ એક જ બપોરનું ને એ જમવાનું ટાઈમ ટેબલ છે ને એ આપણે ભોજનનું જે સમય છે ને આયોજન એ ક્યારેય ના કરી શકીએ પહેલાથી અને હા આ એક એવું છે કે આમાં આપણે ક્યારેક એવું થઈ જાય કે આજે તો આપણે કંઈ ખાવાની ઈચ્છા નથી કંઈ ખાવાની નથી ઈચ્છા અને પછી એમ કઠે કે આપણે આમાં શું કરવું શું કરવું એવી રીતે ક્યારેક આપણે આપણે વધારે પડતો સમય પણ આમાં પસાર કરી નાંખીએ પછી છેલ્લે તો શું બને જે આપણા મમ્મીએ વિચાર્યું હોયને આજે તો હું કહીશને એ જ બનશે તો ક્યારેક એવું પણ થઈ શકે અને હાં એવું છે કે ઘણા લોકો કોઈ એવી પદ્ધતિનો ઉપયોગ કરતાં હોય ક્યારેક ઘરમાં આપણે જોઈએને તો એ લોકોને આખા અઠવાડિયાનું એવી જ રીતે એક આખા અથવાડિયાનું બપોરનું સવારનું ને સાંજનું આપણે જોઈએને તો ભોજનનું આયોજન હોયને ભોજન આયોજન એ પહેલાથી જ એ લોકો એ નક્કી કરી રાખ્યું હોય કે આજે તો મંગળવાર છે તો આજે સોમવાર મંગળવાર છે તો બટેટાનું શાક જ બનશે બપોરે અને જેમકે સોમવાર છે તો આજે મગનું જ શાક બનશે તો એ એક પદ્ધતિ સારી પણ કેવી કે આપણે લોકો પહેલાથી જ આયોજન કરી રાખીએ તો આ ક્યારેય ઘરના બૈરાને પ્રશ્ન ઊભો જ ન થાય કે આજે બપોરે શું બનાવવુંને સાંજે શું બનાવવુંને એ લોકો એ ભોજનનું પહેલેથી જ પહેલાથી જ આયોજન કરી રાખ્યું હોયને હં એટલા માટે એ લોકોને એ પણ પ્રોબ્લેમ ક્યારેય ન આવે પણ એ પદ્ધતિ આમ જોઈએ તો બધાને સૂટ અને અનુકૂળ પણ ન હોય જેમકે મેં પહેલા કીધું કે ક્યારેક કોઈ અચાનક મહેમાન આવી જાય તો આપણે કંઈ દાળ ભાત શાક રોટલી પણ ના જ કરી શકીએને આપણે એને કાઈક બીજું પણ આપવું પડે તો એના માટે આપડે લોકોએ એવું પણ ક્યારેક થઈ શકે કે એ પણ કેન્સસલ કરવું પડે અને ઘણા લોકો એ લોકો એ પદ્ધતિનો ઉપયોગ પણ કરતા હોય છે અને ઘણા લોકોને એ પદ્ધતિ અનુકૂળ ના પણ આવતી હોય તો આ એક એવો પ્રશ્ન છે કે જે મોટાં ભાગના લોકોને કે જ્યારે એ લોકો ઘર ખાસ કરીને તો કે ઘરના બૈરાઓ છે ને એને આ પ્રશ્ન વધારે પડતો એ લોકોને હોય કે ઘરે શું બનાવવું કારણકે એ તો એ છે કે ઘરના બાળકોને પણ ભાવવું જોઈએ પુરુષોને પણ ભાવવું જોઈએ અને સાથે સાથે ઘરની સ્ત્રીઓને પણ ભાવવું જોઈએ નકર વધાર પડતાં લો મોટા ભાગના જે ઘરની સ્ત્રીઓ હોયને એ લોકો એમ કહે કે જો બાળકોને અને પુરુષોને ચાલતું હોય તો અમે લોકો ગમે તે સ્વીકારી લઈશું પણ ના એવું ન હોવું જોઈએ મારા મતે આપણે લોકો ઘરમાં બધા રહીએ છીએ તો ઘરમાં આપણે જોઈએને તો બધાનો બધાની એમાં પસંદગી હોયને એ જરૂરી છે જેમકે ઘરના બાળકોને ભાવતું હોય ઘરના પુરુષોને અને સાથે સાથે ઘરના બૈરાને પણ ભાવવું જોઈએ કારણકે એ લોકો મહેનત કરીને બનાવે છે અને એ જ લોકોને ન ભાવતું હોય તો એન ખોટું કહેવાયને એમ એટલે મારા મતે ઘરની બૈરાઓને પણ જે વસ્તુ જે બનતી હોયને એ ભાવવું જોઈએ એ બનાવતી હોયને એની પસંદગીનું પણ હોવું જોઈએ એટલે આ એક એવો મારો વિચાર છે એટલે બાકી આ તો એક મોટાં ભાગનો પ્રશ્ન જ છે સમસ્યા છે કે જેનો સામનો આપણે લોકો આજ દિન હજી સુધી બધા લોકો કરીએ જ છીએ